હેલો હા હા બોલોને શેનો પ્રોગ્રામ છે શું છે કેટલા જણા આવવાના છે બોલો હા હા હા ત્રણ અરે એક સેકન્ડ એક સેકન્ડ પેન લાવવા દો ત્રણ ત્રણ કેજી લો હા બોલો

ત્રણ કેજી ઈદડા હા ચાર કેજી ઘારી બીજું કંઈ ભાઈ જો ઘારી છે ચારસો રૂપિયે કિલો લોચો છે સો રૂપિયે કિલો ને ઈદડા દોઢસો રૂપિયે કિલો એ હિસાબે હું આખું બિલ બનાવી દેવાય એ ટેન્શન નહીં લો બીજું કંઈ તમે બડે છે યાર બીજું કંઈ એટલું જ ચાલશે આટલું પંદર જણમાં ઓછું નહીં પડશે મને એવું લાગે ઓછું પડે હવે કિલો ખમણ બે કિલો ખમણ ન લઈ જાવ અરે મોકલાવી દઉં બે કિલો ખમણ તમે તમે કહો તો રેગ્યુલર કસ્ટમર તમે બોલો તો કેકો મોકલાવી આપું બડે માટે કેવી વાત કરો છો તમે ચાલો જલેબીઓ બે કિલો કરી દઉં હું બિલ તમ તમારા ઘરે જ મોકલાવી દઉં મને એક વાર એડ્રેસ લખાવી દો ખાલી હું છે તમારું તમારું હા એ જ એટલાન્ટા બિઝનેસ હબ વેસુ અલથાણ

બસ ચાલો એ સોલ્વ ના હું મોકલાવી દઉં તમે ટેન્શન નહીં લેતા એમ બીજું કંઈ ચારસો ચાર નંબર એટલે ચોથા ફ્લોર ઉપર સારું મારો હું અડધો કલાકમાં મોકલાવું છું તમે ટેન્શન નહીં લેતા એ મારી તરફથી એક કેકો મોકલાવી આપે ટેન્શન નહીં લેતા તમે ફટાફટ હમણાં બસ માણસને મોકલું છું એ હાલ નીકળે જ છે હમણાં જ બસ તમારું પેક કરાવીને મોકલાવી આપું ટેન્શન નહીં લો હું તમને બિલ પણ તમને જ તમને તમાર ઓફિસે આપી દેવા કે તાં આપી દઉં એ ટેન્શન નહીં લેતા હું કરાવી દેવા ના ના ના ના કંઈ ઓનલાઈન હવે હું મોકલું જ છું માણસને એને કેશ આપી દેજો નહીં તો આપણે કાલે મળીશું કાલે પછી આપી દેશો કંઈ ટેન્શન નથી ઓનલાઈન શું હોય શું વાત કરો અરે કંઈ એડવાન્સ નહીં હવે તમે બહુ એડવાન્સ એડવાન્સ કેવી વાત કરો છો આપણે કાલે કરી લઈશું બહુ ટેન્શન નહીં લો હું બસ મોકલાવું છું અડધો કલાકમાં ચાલો ચાલો